શિક્ષણનાં કારણે ટેકનોલોજીનો વિકાસ થયો છે અને ટેકનોલોજીના વિકાસના કારણે સાંસ્કૃતિકમાં પણ ધરખમ ફેરફારો થયા છે અં આર્ટ આર્ટ ગેલરી અને અં જે લઘુત લઘુ ઉદ્યોગો છે તેમાં પણ વધારો થઇ રહ્યો છે ધીરે ધીરે અ ક્યાંકને ક્યાંક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અત્યારે અત્યારના માનવીઓ અં કોઇપણ દિશામાં અગ્રેસર જઈ રહ્યા છે માણસ અત્યારે ધરતીથી લઇને ચાંદ સુધી પહોંચવાની સક્ષમતા ધરાવતો થઇ ગયો છે જે શિક્ષણનાં કારણે બન્યું છે ટેકનોલોજીનાં કારણે બન્યું છે અને પોતાની બુદ્ધિનાં કારણે બન્યું છે